આજનો આધુનિક યુગ પુરુષ અને સ્ત્રી સમોવાડી છે પહેલાંના સમયમાં સ્ત્રી માત્ર ચાર દિવાલની અંદર ઘરના કામ બાળકોને સાચવવાના વડીલોને સાચવવામાં જ વ્યસ્ત રહેતી હતી પોતાના માટે કોઈ જ સમય ન હતો મળતો હતો એને પણ અત્યારે દરેક ક્ષેત્રમાં પુરુષ સમાન કોઈ પણ કાર્ય કરવામાં સક્ષમ છે સરકાર દ્વારા પણ મહિલાઓની સુરક્ષા માટે અનેક હેલ્પલાઈનો શરૂ કરવામાં આવી છે જે સ્ત્રીઓને મદદરૂપ પુરવાર થાય છે જેથી નીડર બની તે પોતાના કાર્યક્ષેત્રમાં પૂરતું યોગદાન આપી શકે છે